હલો મારે છે ને રોજ મારે સવારે છ વાગે ઉઠીને મારે બધી તૈયારી કરવાની હોય છે અને મારે સાત વાગ સાડા સાત વાગ્યાનું મારે બ્રેક ટાઈમ પછી હું તો હું કામ ઉપર નીકળી જાઉં છું એટલે મારે ટાઈમ રહેતો નથી કંઈક સારી વસ્તુ બનાવી હોય તો મારે રવિવારના દિવસનું આયોજન કરવું પડે છે એમાં મારે રવિવાર હોય ત્યારે હું આખો દિવસ સવારથીને સાત વાગ્યાની ઉઠી હોય તો મારે અગિયાર વાગ્યા સુધી રસોડામાં નવી નવી વસ્તુ શું આજે રાંધવું છે એની હું બધુંય તૈયારી કરતી હોય કારણ કે મારે આજે મહેમાન આવ્યા છે તો મને એમ થાય છે કે મારે મહેમાન માટે આજે સ્વાદિષ્ટ ભોજન બનાવવું છે તો હું હવે શું બનાવું વિચાર કરું છું પણ મને એમ થયું કે લાવ આજે હું પુરણ પુરી બનાવું પણ પુરણ પુરી બનાવી તો મારે પહેલા તો તુવેરની દાળ અને ચણાની દાળ મિક્સ કરીને બાફવી પડશે અને કુકર ઠડું પડશે પછી એમાંથી દાળ કાઢીને કસ કરીને અને પછી આપણે એને થોડીક સારી રીતે કડાઈમાં એડ કરીશું એમાં ખાંડ નાખીને આપણે પુરણ તૈયાર કરવાનું છે પછી એમાં ઈલાઈચીનો ભૂક્કો ઉમેરીશું અને એમાં ઘઉંનો લોટ એક સઅ બાજુ બાંધીને પછી એનું પુરણ આપણે બનાવવા માટે લોટને તૈયાર કરીએ તો લોટ બાંધવો જોઈશે અને નાના નાના લુયા લઈને પછી આપણે પૂરણ તૈયાર થાય એટલે એમાં પૂરણ ભરીને આપણે એને નાની નાની બનાવવાનું છે તે પછી આપણને હવે એમ થાય કે આપણે શું બનાવ્યું પણ ટાઈમ જ બચતો નથી તો આપણે શું નવી નવી વસ્તુ બનાવીએ કારણ કે બારથીને લાવીએ તો છોકરાઓનું બધાનું જમવાનું એવું સરખું હોય ક્યારેક ક્યારેક મને એમ થાય કે આજે હું ઢોકળા બનાવીશ તો ઢોકળા બનાવા પડે તો મારે ઘરમાં બટાકા તો આપણે પડ્યા હોય બટાકાને થોડાક વટાણા છે ચણા છે તો આપણે બધુંય બાફી નાખીએ અને મેદાનો લોટ પણ લઈ લઈએ આપણે મેંદાનો લોટને થોડોક બાંધી નાખીએ અને પછી આપણે કોપરાનું બનાવાની તૈયારી કરીએ પછી મસાલો રેડી થઈ જાય એટલે આપણે ઘૂઘરા બનાવીએ તો ચાલો આજે આપણે ઘૂઘરા બનાવીએ મસ્ત મસ્ત ઘૂઘરા ખાઈ અને મજા કરીએ ચાલો